અત્યારે હું મારા નજીકનાં પાનકાર્ડ કાર્યાલયની મુલાકાતે આવેલો છું અને અહી બેઠેલા એક અધિકારી સમક્ષ હું મારી વિનંતી કરી રહ્યો છું નમસ્કાર સાહેબ અત્યાર એટલે કે હમણાં જ મેં નવા શહેરમાં સ્થળાંતર કર્યું છે અને આ માટે જે મારું પાનકાર્ડમાં જે રહેણાંક સરનામું હતું તેને હવે નવા સ્થળાંતરના રહેણાંક સરનામાં પ્રમાણે અપડેટ કરવાની જરૂર છે સો આ માટે તમારી સહાય કરવાની વિનંતી કરી રહ્યો છું આ માટે હું મારા જરૂરી દસ્તાવેજો જેવાં કે આધારકાર્ડ લાયસન્સ પછી રાશનકાર્ડ વગેરેની જે નકલ છે એ આપવા માટે હું અહીંયા રેડી છું